એ મારે ગ્રામ જમીન ચકાસણી માટેનું જે કાર્ડ આવે એ મારે કઢાવવાનું છે તો કઈ રીતે એમાં પ્રોસેસ હોય છે હાં મારા નામની

ના ના હું પોતે જ છું

જમીનના કાગળિયા જોશે

હાં હાં ઓકે જો અને ગ્રામ પંચાયત ન્યાય ઓફિસ કેટલા વાગે ખૂલે સવારે નવ વાગે બંધ ક્યારે થાય તો એ નવ દી છ ને ઓકે તો ઈ થાય દોઢ થી બે ની રિસેસ ઓકે ભલે ભલે અને થઈ જશે ન કામ કઈ વધારે ધક્કા ખાવા પડે એવું કાઈ હઁ હઁ ઓકે બાકી સુધારા વધારા હોય તો વધારે ધક્કા ખાવા પડે હાં હાં ઓકે ભલે વાંધો નઇ તો જય આવશું હાં ઓકે